ગુજરાતમાં મનોરંજનના ઘણા બધા લોકપ્રિય સ્વરૂપો છે જેમ કે ગરબા નાટક ભજનમંડળી અને ડાયરાઓ આ બધા મનોરંજનના સ્વરૂપો લોકોને ખૂબ જ પસંદ છે દર નવરાત્રિમાં નવ દિવસ માટે ગુજરાતના લોકો આનંદ મેળવે છે સૌરાષ્ટ્રમાં ડાયરાઓ ઘણા સમયથી પ્રખ્યાત છે શ્રાવણ મહિના દરમિયાન જુદી જુદી ભજનમંડળીઓ ભજનનું કાર્યક્રમ યોજે છે ગુજરાતના ઘણા બધા પ્રખ્યાત કલાકારો નાટકો બી ભજવે છે